આજકાલના લોકો ઘણાં પ્રકારનાં નૃત્યો શીખવાનું પસંદ કરતા હોય છે જે એક્ઝામ્પલ ફોર ઘણી બાજું છે ને ડાન્સ ક્લાસ ચાલતા હોય છે ત્યારે અંદર તમને બ્રેક ડાન્સ એના સિવાય સ્નેક ડાન્સ સ્લીપ ડાન્સ એમાં અલગ અલગ ટાઇપની ઘણીવાર ઘણી બધી વેરાઇટી આવતી હોય છે અને જો ઘણા બધા લોકો અલગ અલગ જાતના મતલબ કે બ્રેક ડાન્સ ને એ બધા શીખતા હોય છે અને આગળ જઇને એ લોકો અલગ અલગ જગા પર ઑડિશન આપે છે અને ઑડિશનમાં સિલેક્ટ થાય તો આગળ પણ એ લોકો નૃત્યમાં પોતાનું જે કેરિયર કહેવાય એ બનાવી શકે છે અને નૃત્યમાં એ કેરિયર બનાવવું એ બહુ સારી મતલબ કે એ છે અને એમાં બહુ દ દરેક જાતની સ્પર્ધા અત્યારે રહેલી છે અને નૃત્ય એ એક આર્ટ છે અને આર્ટના અંદર તમારે અલગ અલગ ટાઇપનાં ઘણી ટાઇપનાં નૃત્યો આવતાં હોય છે